હા આ જ હમણાં જ પરષોત્તમ મહિનો ગયો છે તો એના માટે ગોરમા બનાવેલા અને એ એ ઘરે બનાવી હતી માટીમાંથી જ એનું સર્જન કરી અને પછી એની પૂજા પાઠ કરવાની રોજે એટલે એ બહુ સારું અનુભવ હતું મારા માટે અને બીજું હવે બનાવે છે હવે અત્યારે ગણપતિ જે લોકો ઈકો ફ્રેન્ડલી બનાવવા લાગ્યા છે તો એ પણ બહુ એક સારી વસ્તુ છે કે લોકો જાતે જ તમે ભગવાનનું એનું સર્જન કરી મતલબ સર્જન એટલે એની શિલ્પોનું સર્જન કરી અને પછી તમે એની પૂજા અર્ચના કરો છો તો એ એનો આનંદ કંઈ અનેરો જ છે એ કારણ કે તમે જ તમે તમારા હાથ વડે એને ગીર બનાવ્યું છે અને બીજી બાજુ તમે તૈયાર લઈને આવ્યા છો તો તમને વધારે લાગણી છે તમે જાતે બનાવ્યું છે એનામાં હશે તો હા જાતે બનાવ્યું છે એનો અનુભવ તો કંઈક સમજાવી ન શકાય એમ વર્ણવી ન શકાય એવો છે